હેલો હેલો મેડમ મેં નવા પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી હતી પણ પછી મને ધ્યાનમાં આવ્યું કે મારાથી છેને આધાર કાર્ડમાં જે માહિતી મોકલવાની હતી ને એ ખોટી મોકલાઈ ગઈ છે તો હવે હું એમાં કરેક્શન કરવા માગું છું એટલે એમાં થયું કે જે તે સમયે હું અરજી કરી રહી હતીને ત્યારે હું એક બીજા કામમાં હતી અને એના લીધે મારાથી યોગ્ય આધાર કાર્ડની માહિતી નહીં ભરવી જોઈએ હું સમજું છું આ બહુ મહત્ત્વની વસ્તુ છે અને આમાં આવી ગફલત બિલ્કુલ ના ચાલે પણ શું થાય હવે માણસ માત્ર ભૂલને પાત્ર મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને બીજી વખત હું ચોક્કસ મેડમ ધ્યાન રાખીશ કે મારાથી આ ભૂલ ન થાય અને મારું નામ છે નૈના દિનેશ ઠોમર અને મારો અરજી નંબર છે છ સાત નવ બે સાત આઠ આઠ અને આ અરજી કર્યાની તારીખ મારી છે બે જૂન બે હજાર ચોવીસ અને મારે મેડમ આની ખાસ જરૂર છે એટલે પ્લીઝ હું છે ને નવી નવું જે તમારું આ આ ફોમ છે એ ફરીથી ભરું છું અને એમાં મારી સાચી વિગતો ભરીને મોકલું છું અને એટલે આને જરાક તમે પ્રાથમિકતાના ધોરણે મારી અરજીને જરાક પ્રાથમિકતા આપીને એમાં જલ્દીથી કામ આગળ વધારશો અને મારે આની ઉતાવળ એટલા માટે છે કે મારે મારું ટેક્સ ભરવાનો છે જે ગયા વરસ આ વરસનો જે ટેક્સ અમને અગાઉથી ભરી દઈએ તો અમને એના જે લાભ મળે તેના માટે મારે આ પાન કાર્ડની ખાસ જરૂર છે મેડમ એટલે મને શક્ય એટલું જલ્દી મારી આ સાચી માહિતીવાળા ફોર્મને તમે સ્વીકારો અને એને રિલેટેડ તમે જે કંઈ પણ આગળની કાર્યવાહી હોય એને સંદર્ભે જે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય એ આપ શ્રી કરો અને જો તમને એવું જરૂર લાગતી હોય કે હું તમારા ઉપરીને આ માટે રજૂઆત કરું તો હું એના માટે પણ તૈયાર છું મેડમ આપ શ્રી મને એનો નંબર આપશો તો હું ઉપરી સાહેબને પણ મારી જે તકલીફ છે તેની વિગતવાર માહિતી આપીશ અને મને તમે માર્ગદર્શન આપો કે મારે આમાં કેવી રીતના આગળ વધવું મને સત્વરે આ પાન કાર્ડની જરૂર છે મેડમ અને મારું બધું કામ રોકાઈ ગયેલું છે બેન અત્યારે અને એમાં શું છે કે જો હું સમયસર જો મારો આ કરવેરો નહીં ભરું તો શક્ય છે કે મારા ઘરનું લાઇટ બિલ કે પાણી બિલ પણ કપાઈ જાય એટલે મારે આ પાન કાર્ડની ખાસ જરૂર છે બેન એટલે તમે તમને મારી નમ્ર અરજ છે કે જેમ બને તેમ મારી આ અરજી પર આપ શ્રી ધ્યાન આપો અને સત્વરે મારા આ કાર્યમાં આપમને સહયોગ સહકાર આપો માર્ગદર્શન આપો અને મારી આ અરજીને નિકાલ કરો એવી આપને મારી નમ્ર અરજ છે